મારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં એટલે માસિક સ્ત્રાવને પણ એક નિયમન તરીકે પાલન કરવામાં આવતું હતું એટલે કે જે સ્ત્રી માસિક સ્ત્રાવમાં આવે એટલા દિવસ સુધી એણે અન્ય વ્યક્તિથી દૂર રહેવાનું એને સાદડી પર જ સૂવાનું એનું પીવાનાં પાણીનું માટલું અલગ હોય જમવા માટેની થાળી અલગ હોય અને એને એનાં કપડાં જાતે ધોવાનાં એને એનાં વાસણ જાતે ધોઈને સાફ કરવાનાં અને એની સૂવા માટેની બેસવા માટેની વ્યવસ્થા પણ એક જુદા અલાયદા રૂમમાં અલાયદા ખૂણામાં કરવામાં આવતી હતી પણ એ પ્રાચીન સમયમાં આ બધું અને તે પછી પણ ઘણા વખત સુધી આ પરંપરાઓ જાળવવામાં આવી પણ અત્યારની જો પરિસ્થિતિની વાત કરું તો અત્યારે આખી પરિસ્થતિ બદલાઈ ગઈ છે અત્યારે તો વિભક્ત કુટુંબનું પ્રમાણ વધવાને લીધે કોઈ પણ સ્ત્રી માસિક સ્ત્રાવને દિવસે એ ચૂલાથી દૂર રહી શકે કે એ નહીં પાણિયારેથી દૂર રહી શકે એવી પરિસ્થિતિ રહી જ નથી એટલે એને રસોઈ પણ બનાવવી પડે પાણી પણ ભરવું પડે બાળકોને પણ શાળાએ મોકલવાનાં હોય એટલે ઘરની તમામ જવાબદારીઓ એણે ઉપાડી લેવાની હોય એટલે જે નિયમો પ્રાચીન સમયમાં હતા એવા કોઈ પણ નિયમનું પાલન હાલ આજની આધુનિક અથવા તો જે પરિસ્થતિમાં બહેનો કામ કરે છે કે મહિલાઓએ ઘરની બહાર જઈને પણ કામ કરવું પડે છે એટલે આવા કોઈ નિયમોનું પાલન હાલની તારીખમાં થતું નથી શારીરિક સ્વચ્છતા આ માસિક સ્ત્રાવમાં રાખવી એ તો ખૂબ જ જરૂરી છે એટલા માટે હવે તો આ માસિક સ્ત્રાવ વખતે સ્વચ્છતા રાખવા માટેની મૂવીઓ પણ બની છે પેડમેન અને કેટલી બધી એવી જાહેરાતો દ્વારા આ સેનેટરી પેડની પણ વાતો જાહેરમાં કરવામાં આવે છે અને દીકરીઓ સુધી અથવા તો ગામડાની ઓછી ભણેલી સ્ત્રીઓ સુધી પણ આ બાબતની જાગૃતિ આવે એના માટે સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે સેનેટરી પેડ એ એવા પ્રકારની વ્યવસ્થા છે કે પહેલે માસિક સ્ત્રાવ વખતે મહિલાઓ કપડાંનો ટૂકડાનો ઉપયોગ કરતી હતી હવે આ એક જ હાયજીનની દૃષ્ટિએ ખૂબ જ ચોખ્ખાં અને દેહમાંથી કોઈ પણ પ્રકારનો ચેપ દીકરીને કે મહિલાને ન લાગે એ પ્રકારની વ્યવસ્થા સેનેટરી પેડમાં હોય છે અને એટલા જ માટે ખાસ કરીને આરોગ્યની પૂરતી જાગૃતિ માટે ઘણા બધા આવા પ્રયોગો અને ઘણી બધી આવી જાહેરાતો અને ઘણા બધા શેરી નાટકો દ્વારા પણ દીકરીઓમાં અને મહિલાઓમાં આ એક સાચો સંદેશો પહોંચાડવા માટેના પ્રયત્નો એનજીઓ દ્વારા સરકાર શ્રી દ્વારા શાળાઓ દ્વારા પણ કે કોલેજો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે